ત્રણ તરણ કલા નવા સ્ટ્રોક ને ટેકનિકની વાત કરીએ તો આ યૂટ્યુબના સમયમાં હું ઘણી બધી એવી ટેકનિક છે અને સ્ટ્રોક છે જે મેં ઓનલાઇન નિહાળી છે અને આ ટેકનિક હું જાતે પોતાનાં રીતે શીખ્યો છું જેમકે અ ગયે મહિને હું દીવ ગયો હતો તો હું સમંદરમાં હું બધી બધી સ્ટાઇલો છે જેમકે ફ્રી સ્ટાઇલ છે અંડરવોટર છે એ મેં જાતે શીખી હતી અને મેં સમંદરમાં આ શીખેલી વસ્તુને હું જાતે કરી અને મને બહુ આનંદ થયો